અમારા સમાજના પ્રાદેશિક નેતા મહેન્દ્ર મશરૂ છે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે તેના અમારા વિસ્તારના વિકાસ અને સુખાકારી માટે જવાબદાર છે એ સ્થાનિક વિકાસનુ કાર્ય કરે છે શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે પણ ખૂબ કામ કરે છે સ્થાનિક શાળા કોલેજ અને હોસ્પિટલનો વિકાસ કરે છે પછી અર્થતંત્ર અને રોજગારમાં પણ ઘણું કામ કરે છે કાયદો અને વ્યવસ્થા સુધરે એને માટે પણ એ બહુ જ સક્ષમ હોય છે પર્યાવરણ સંરક્ષણ માટે પણ એ સારું કામ કરે છે ને વારંવાર વૃક્ષારોપણ પ્રોજેક્ટ કરે છે સામાજિક કલ્યાણનું કાર્ય કરે છે પ્રજાની રજૂઆત દરેક ઉપર સુધી પહોંચાડે છે અને સગવડતા આપે છે નૈતિક અને પ્રેરણાદાયી નેતૃત્વ છે અને વધારેમાં એ બ્લડ ડોનેશનનું ખૂબ સારું કામ કરે છે અને એના દ્વારા અમને પણ બ્લડ ડોનેટ કરવાની વધારે સારી સલાહ મળી છે અને અમે પણ કરીએ છીએ